મને પહેલેથી જ બૂક વાંચવામાં ખૂબ જ રસ છે કારણ કે દરેક બૂકમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળતી હોય છે અને મેં જ્યારે બે હજાર સત્તરમાં નેશનલ કેડેટ કોર્પ્સ એન સી સી જોઈન કર્યું ત્યારે મેં બે હજાર સત્તરમાં એન સી સીની બૂક ખરીદી હતી અને તે એન સી સીની બૂક મેં મારી પાસે સાવચેતીથી સંભાળીને રાખી છે એન સી સીની બૂક વાંચ્યા બાદ તેમાંથી મને અનુશાસનની પ્રેરણા મળી અને મુશ્કેલીના સમયે આપણે કેવી રીતે પોતાને પોતાને પોતાનો બચાવ અને અન્યનો બચાવ કરીશું તેનાં વિશે જાણકારી પ્રાપ્ત થઈ આ પુસ્તક વાંચ્યા પછી મારી જીન મારા જીવનમાંથી કુટેવો દૂર થઈ અને ઘણો ખરો બદલાવ આવ્યો અને આ અને આ પુસ્તકે મને સમયની કિંમત સમજાવી દીધી અને હું આ મારાં એન સી સીના પુસ્તકને હંમેશા મારી પાસે સંભાળીને રાખીશ કારણ કે આ પુસ્તકે મારું જીવન બદલ્યું છે અને તેની સાથે મારી યાદો જોડાયેલી છે